ઓ ભાઈલા ક્યાં છો તમે હા હું નીચે તો ઉભો રહ્યો છું મારા ઘરની નીચે જ હું દેખાવ છું કે નહીં આ છ ફુટ લાંબો માણસ છું હા તમે ક્યાં ઉભા છો અરે મારા ભાઈ તમે જરાક ડાબી બાજુના રસ્તે જરાક આગળ આવો ત્યા એક મંદિર છે બરાબર અને ત્યાં આવીને તમે મને જુઓ આવો આવો જરા આગળ આવો તમારો ગાડી નંબર શું છે ચુંમોતેર પંચોતેર કંઈ દેખાતું નથી બરાબર જરાક આગળ આવો આગળ આવો હ હ હા હા હવે મેં તમને જોયા આગળ આવો આગળ આવો આ મંદિરની બરાબર બહાર જ હું ઊભો છું હવે મને જોયો આપે ચાલો તો તમે મેં જે તમને ડેસ્ટિનેશન આપ્યું છે ત્યાં આવીને મને મળો હં ચાલો ઓકે બાય